વાર્તા હોય કે નાટક એ એનાં પાત્રો અને એ પાત્રોના પરિવેશ અને એનાં પોતાનાં વર્તન દ્વારા એ કૃતિઓને વિકસાવતા હોય છે જેમકે વાર્તા અમુક રીતે ઘડાય છે અને આગળ વધે છે તેવું જ નાટકોનું પણ એટલે પાત્ર સૌથી મહત્ત્વનું છે વાર્તા આ સાહિત્યની કૃતિમાં કોઈ એક વ્યક્તિ તરીકે વાચકનાં મનમાં ઉપજતી હોય છે નાટક જ્યારે કરીએ છીએ ત્યારે એ નાટક જ્યારે લખીએ છીએ ત્યારે આ પાત્ર કેવું હશે મંચ પર કેવાં પ્રકારની એની રીત રસમો હશે કે જેના દ્વારા એ પાત્ર છે તે સ્પષ્ટ થાય છે તો આવાં પાત્રો સમાજમાંથી જ આવતાં હોય છે કારણ કે ખરેખર તો આપણી તમામ સાહિત્યિક પ્રવૃત્તિઓ એ સમાજનો એક પ્રકારનો આઈનો હોય છે માત્ર એટલું જ હોય છે કે ઘણી વખત લેખક એમા પોતાનાં ઉમેરણ કરીને સમાજને કોઈ વિશિષ્ટ દિશાનું સૂચન પણ કરતા હોય છે અને તેથી પાત્રો સાધારણ લાગે સાધરણનો અર્થ આપણે એવો કરીએ કે એ માનવીય લાગે એ માનો કે નકારાત્મક ભૂમિકા ભજવવાની હોય કે એવું પાત્ર સર્જવાનું હોય તો એવો નકારાત્મક લાગવો જ જોઈએ કે જેથી શ્રોતાને કે વાચકને કે પ્રેક્ષકને એમ લાગે કે હા આટલું બધું નકારત્મકતા તેવું જ સકારાત્મકતાનું પણ તો એ સમાજમાંથી આવતા હોય છે ઘણી વાર અમુક વ્યક્તિઓ કે અમુક પ્રસંગને આપણે વાર્તા દ્વારા કે નાટક દ્વારા વિકસાવતા હોઈએ છીએ ત્યારે એ પાત્ર આપણી આંખ સામે આવે છે અને લેખક એની જે કલ્પના કરે છે અથવા જે પરીવેશમાં એ છે એ એ સમાજની કે પોતાને વ્યક્તિ કે જીવનની એવી પરિસ્થિતિમાં એ હોય છે તેનું વર્ણન વાર્તાઓમાં થઈ શકે સરસ રીતે તેનાથી એ પાત્ર અને એની એક એકરાગતા જળવાય કે કોઈ વ્યક્તિ એક પાત્ર આપણું સત્યના આગ્રહવાળું હોય તો વાર્તામાં આગળ વધતાં પણ એ સત્યના આગ્રહની દિશામાં જાય પછી એનાથી વિરોધાભાસ ન કરે અથવા વિરોધાભાસ કરે તો એમાંથી કયું નાટકીય તત્ત્વ બહાર આવી શકે એનાથી એક વાર્તા ઘડાતી હોય તો તેવું જ નાટકમાં પણ બને સો પાત્ર એ માણસનો એક માનવીય અભિગમ છે એ અભિગમ સમાજ ઉપયોગી પણ હોઈ શકે સમાજ વિરોધી પણ હોઈ શકે અને આપણે એનાથી એવું કહીએ છીએ કે ત્રિપરીમાણીય પાત્ર આંખ સામે આવે વાચક વાંચતી હોય તે વખતે પણ એના મનમાં એક આખી કલ્પના આવે આપણે એનું વર્ણન એવી રીતે કરીએ એના પરિવેશનો એના ચહેરાનો એના હાવ ભાવનો એના શરીરનાં હલન ચલનનો અને એના દ્વારા એ પાત્ર વધારે ને વધારે માનવીય બને અને વાચકોને કે શ્રોતાઓને એ બિલ્કુલ એમને આંખ સામે એક આખી એની છબી ઊભી થાય એટલે આ એક આખી પ્રક્રિયા એવી છે કે જેમાં ઘણીવાર આપણે સમાજમાંથી પાત્ર લેતા હોઈએ છીએ અને એ પાત્ર આ કેવા મનાવ વેપાર કરશે કેવું વર્તન કરશે તેનું એ પ્રકારે આપણે નિરૂપણ કરતા હોઈએ છીએ તેથી તે માનવીય લાગે છે અને સમાજને માટે જ્યારે લખવાનું હોય છે કે માનવો માટેની હકીકત લખવાની હોય છે કોઈક ઐતિહાસિક બાબતો એવું નાટક હોય કે જેમાં પાત્રો દ્વારા ઇતિહાસને વાત કરાતી હોય ઇતિહાસમાં થયેલી કોઈ ચૂકની વાતો કે કોઈ ગૌરવભર્યા પ્રસંગની વાતો કરવાની હોય ત્યારે એ પાત્રો દ્વારા કરવાનું વધારે સરળ બને છે વાર્તાઓમાં પણ એવું જ છે એ ઘણીવાર પાત્રોના મનો વ્યવહાર દ્વારા એના સંવાદો દ્વારા લેખક પોતે જે કહેવા માગતા હોય છે તે આ પાત્ર દ્વારા કેહેવડાવતા હોય છે અને એનાથી એક સમાજને હકીકતોની જાણ થઈ શકે ઐતિહાસિક બાબતોમાં ઐતિહાસિક પાત્રોમાં પૌરાણિક પાત્રોમાં એ લોકોનાં આધ્યાત્મિક વર્તનમાં આ બધી વાતો દ્વારા લેખક પોતાના વિચારો પોતાના વાચકને કે નાટ્યકાર પોતાના પ્રેક્ષકોને કે પોતાના શ્રોતાઓ સુધી એ પહોંચાડતા હોય છે અને એ માનવીય હોવાને લીધે એની છબી પોતાને માનસ પટ પર ઉપસતી હોવાને લીધે એ વાર્તાને સમજવાનું કે એ નાટકમાં આગળ વધવાનું કે આવું બન્યું હવે શું બનશે એ પ્રકારની જે લાગણીઓ ઊભી થાય છે તેનાથી કૃતિ એ વધારે ને વધારે વાચક પ્રિય કે પ્રેક્ષક પ્રિય બનતી હોય છે